હા જયશ્રી ક્રશ્ન કાકા આવો આવો કેમ છો કેવી કેવી છે તબિયત કેમ છે કોઈ પ્રોબલેમ છે કંઈ બ્લડ રિપોર્ટ લાયા છોને અર આ રિપોર્ટમાં તો બધુ ઓકે છે કંઈ ખાસ છે નઈ કઈ તો શું થાય છે શું પણ તો વેધરના કારણે એવું થાય કદાચ કારણ કે આજનું વેધર એવું હોય છે આજકાલ આ સિઝન જ એવી છે તો પછી ના આપણા સુરતનું વાતાવરણ પણ એવું હોઈ શકે તો થોડા દિવસ તમને જો અનુકૂળતા હોય તો સાપુતારા જઈ આવો થોડા દિવસ જરાક હવા ફેર કરી આવો તો તમને તબિયત વધારે સરસ લાગશે મારાથી તો આ પેલા પેશન્ટોને મૂકીને કેવી રીતે અવાય છતાંય પ્રયત્ન કરશું આપણે કંઈક તો તમને તેમ ઠીક લાગે તેમ કોઈપણ હિલ સ્ટેશન પર જઈ આવો સાપુતારા બહુ નજીક છે એટલે સજેસ્ટ કરું છું સારું સારું જ્યાં અનુકૂળતા આવે ત્યાં જરાક હવા ફેર કરી આવો તમારી તબિયત બિલ્કુલ ફર્સ્ટ ક્લાસ થઈ જશે સારું સારું જેશ્રી ક્રશ્ન આવજો કાકા